ગ્રામ્ય ભારતમાં ખેડૂત જેનો સામનો કરે છે તેવા પ્રશ્નો દાખલા તરીકે વીજળી છે ઓછા પ્રશ્ન હોય છે વીજળીનો પાણીનો છે તો હવામાનની નો સામનો કરે દાખલા તરીકે આ વખતે ખૂબ વરસાદ થયો તો એ લોકોને બહુજ મુશ્કેલી થઈ વધારે વરસાદ થવાથી અને ઘણીફેરે બિચારાને ઉપજ સારી હોય ઘણી મહેનત કરતાં હોય કેટલુંય કરતાં હોય અને સારી ઉપજ હોય પણ એને જી ખરેખર ભાવ મળતા હોય જ્યારે ઇ માર્કેટ યાર્ડમાં જાય માલ લઈને માલ પાકેને જાતા હોય તો માર્કેટ યાર્ડમાં એને બહુ ઓછા ભાવ મળે એને જોતા ભાવ મળતા નથી જ્યારે બીજા હોય એ આ લોકોની પાસેથી સસ્તા ભાવમાં ખરીદી બહુ મોટા ભાવમાં વેચે તો નફો એ લોકોને મળે જ્યારે ખરેખર આ ખેડૂતોને જરૂર હોય અને ઘણા એવા ગરીબ ખેડૂત પણ હોય છે કે એની પાસે પૂરતા સાધનો હોતા નથી હા સાધનો હોય પણ એને નાણાકીય પ્રશ્ન હોય કે એની પાસે મોટા ટેક્ટર છે અત્યારે આધુનિક જે સિસ્ટમ છે એ ખરીદવા માટે પૈસા હોતા નથી તો એના માટે એને અને કારણ કે એ બહુ ભણેલા પણ નથી હોતા એટલે એને લોન લેવી કોની મદદ લેવી શું કરવું એ ઓછું એને જ્ઞાન હોય છે એટલે આ જે લોકો હોય એનો ફાયદો બીજા લોકો લઈ જાય છે જ્યારે આ લોકો મહેનત કરીને પણ કાંઈ ઉપજ કરી શકતા નથી અને હા ઘણા હોશિયાર હોય એ સારું કમાઈ શકે દાખલા તરીકે કોઈને શાક ભાજી વાવતા હોય ખેડ માં બરોબર તો સરગવો છે રીંગણાં છે એ ઘણું મબલખ કમાતા હોય લીંબુમાં ને એમાં પણ જ્યારે એ લોકો માર્કેટ યાર્ડમાં દેવા જાય ત્યારે અમુક માણસો હોય એની પાસેથી લઈ લે છે સસ્તા ભાવે અને પોતે ખુદ ડબલ ભાવમાં વેચે છે અને જે જેને મળવા હોય જેને મહેનત કરી હોય એને કશુંય મળતું નથી તો એના માટે એ લોકોને પૂરતું શિક્ષણ આપવું જોઈએ અને એને વ કાંઈ નાણાકીય સહાય મળતી હોય તો એ વિષે પણ આપણે એને મદદ થાય એવા પ્રયત્નો કરવા જોઈ અને હવામાન હોય એના વિષે ઇ તો કુદરતી કહેવાય એની સામે આપણે બહુ કાંઈ કરી શકીએ નહીં પણ હા અત્યારે વિજ્ઞાનિક યુગમાં જી થતું હોય દાખલા તરીકે પેલા વરસાદ આવતો ત્યારે જ પાક થાતા પણ અત્યારે પાણીનો સંગ્રહ કરી અને ગમે ત્યારે ગમે તે પાક ઉગાડી શકે છે તો એ ખૂબ જ સારું કામ કહેવાય તો બીજા પણ એવા પ્રયત્નો કરવા જોઈએ કે દાખલા તરીકે વીજળી છે તો એ લોકોને વીજળીની ખૂબ જરૂર હોતી હોય છે કારણ કે અત્યારના સાધન હોય એ વિદ્યુતથી ચાલતા હોય છે તો જો વીજળી ન હોય તો એ સાધન કંઈ કામ કરી શકે નહીં પણ જો એની પાસે પૂરો વીજળીનો જથ્થો હોય તો એ લોકો આસાનીથી પોતાનું કામ કરી શકે છે અને સારી ઉપજ પણ લઈ આવી શકે છે અને પોતાના કુટુંબનું અને એનું બે પૈસા કમાઈ અને ગુજરાન વધારે સારી રીતે કરી શકે છે તો દરેક ખેડૂત હોય એ આટલું બધું જ્ઞાન જાણતોય હોય અને ના પણ જાણે બધાય એકસરખા હોતા નથી તો આના માટે આપણે જોતું કામ કરવું જોઈએ અને વધારેને વધારે એ લોકોની મુશ્કેલી ન પડે અને પોતે જે મહેનત ખરેખર કરી છે એનો બીજા કોઈ ઉપયોગ ન કરે અને પોતે ખુદ જ એનો વસ્તુ વેચી અને કરે અને એને જ એના માલના પૈસા પૂરતા મળે તો એ લોકો આગળ આવી શકે છે અને સમાજનું કલ્યાણ પણ કરી શકે છે